હા ગુડ મોર્નિંગ હું શીતલ બેન બોલું છું મેડમ આપ કોણ બોલો છો હા એક્ચ્યુલી મારે બહાર જવાનું છે ને તો એના માટે કંઈ પ્રોસેસ છે ક્યાં ડોક્યુમેન્ટ જમા કરવાના છે તે વિશે મારે થોડું જાણવું છે તમારી પાસે તો મને જણાવશો અત્યારે

હમ્મ હમ્મ અહહ હા ઓકે મેડમ તો આ બધા ઓરિજીનલ હશે અથવા તો મારી પાસે કોઈ એક જ ડોક્યુમેન્ટ ઘટતું હશે તો ત્યાં થી તમે કાઢી આપશો અમને

હ

અને મારે એવું છે મેડમ કે આધાર કાર્ડમાં મારે એક નામ છે જે એકાદ સ્પેલિંગ લેટર જે છે ચેન્જ કરવાનો છે તો તે કરાવીને પછી ચાલશે કે આ કરાવવું પડશે કમ્પલસરી છે કે આ ચાલશે એમ

હા હા ઓકે મેડમ તો આના માટે તમારા કોઈ ચાર્જીશ છે કે તમારું ગવર્મેનટનું છે તો અમને ફ્રીમાં કરી જ દેશો કે હા હમ હા ઓકે મેડમ થેંક્યું તો હું ક્યારે આવી શકું તમારી પાસે

ઓકે ઓકે મેડમ તમે કયા ડિપાર્ટમેન્ટમાં છો કે જેથી તમારું નામ આપીને હું આવી શકું ત્યાં હા હા ઓકે ઓકે મેડમ હા અને તો હું કાલે આવી અને આ બધું જમાં કરી દઈશ તમારે ત્યાં અને મને પ્લીઝ જેમ બને એમ જલ્દી પાસપોર્ટ કાઢી આપશો